ઓનલાઈન ગેમિંગમાં એક ગેમ યોજવામાં આવી હતી જેનું નામ પબજી હતું પબજીમાં યોજાયેલ ગેમમાં મેં ભાગ લીધો હતો તેમાં મેં સારી રીતે રમી અને ઘણા બધા પૈસા પણ કમાવ્યા તેના પર ઈનામ રાખેલું હતું દસ હજારનું તે ઈનામ મેં સારી રીતે ગેમ રમીને કમાયા તેના અંદર ઘણા બધા કિલ કર્યા અને સારી રીતે રમી અને લોકોને પ્રદર્શિત કરીને તે બધી માહિતી મેં પબજી મને માહિતી ખબર હતી એટલા માટે મેં તે ગેમમાં ભાગ લીધો હતો અને તે ગેમ જીતીને સારા પૈસા કમાયા હતા